ત્રીસ સાત બે હજાર પાંચ મારો જન્મ દિવસ એકવીસ જૂન બે હજાર ચોવીસ વિશ્વ યોગ દિવસ

છવ્વીસ અગિયાર બે હજાર આઠ તાજ હોટેલ પર આતંકી હુમલો બે આઠ બે હજાર બાવીસ સરદાર પટેલની મરણતિથિ છવ્વીસ દસ બે હજાર બાવીસ વિશ્વ એજ્યુકેશન દિવસ એકત્રીસ દસ અઢારસો પંચોતેર સરદાર પટેલની જન્મતિથિ